હાલો હા પૂર્વી મેમ હા હું શીતલ વાત કરું હવે હું એમ કહેતી હતી કે ઘરનાં રિનોવેશન માટે થોડું વિચારેલું છે મારું કિચન ને એ થોડું છે ને ખરાબ થઈ ગયું છે તો એવો વિચાર છે કે થોડું રીનોવેટ કરાવી દઉં તો જરાક નવું થઈ જાય વ્યવસ્થિત થઈ જાય તો એના માટે મને કંઈક જણાવો ને કે મારે કિચન લેફ્ટ સાઇટ રાખું કે રાઇટ સાઈડ રાખું કે શું કેવી રીતે કરવું

બરાબર હં હં બરાબર કંઈ નહીં ચાલો ને તો આજે સાંજે સાંજે એવું હોય ને તો હું તમને રૂબરૂ જ મળી જઈશ અને કિચનનું જે મારે ટ્રૉલી ને એ કરાવવાની ઈચ્છા છે ને તે મને સ્ટીલમાં વધારે ઈચ્છા છે તો એ બેટર રહેશે ને બરાબર બરાબર ઓકે ચાલો ને તો કિચન માટે તો હું મળી જઈશ અને મારે જરા હોલમાં પણ આગળ થોડું ચેન્જીસ કરવું છે કે મારું જે ટીવી પોઈન્ટ ને એ બધું છે એ પણ મારે થોડી દિશા ચેંજ કરવી છે ઓકે ઓકે સારું ચાલો ને સાંજે મળીએ બરાબર ઓકે બાય